હા યસ સર હું શ્રવણ હાજી હા હા સાહેબ હવે આપણે દિલ્હીમાં એક વિજ્ઞાન મેળો છે અને ઇન્ટરનેશનલ લેવલનો છે અને એમાં આપણા જે પાંચ છ દસ વિદ્યાર્થી છે ને એને આપણે લઈ જવાના છે અને આપણે જે પેલો પ્રોજેક્ટ કર્યો હતો ને સોલારવાળો તો એને આપણે જો પ્રેઝન્ટ કરીએ તો આપણો નેશનલ લેવલ પર નંબર આવે એવું લાગે છે મને તો જવાબદારી તો હવે લઈ જઇશ હું બીજા આપણે પીટીના સાહેબ છે ને ગુણવંતભાઈ એને હું જોડે લઈ જઇશ એ છે ને વ્યવસ્થિત એટલે સાંભળી લેશે ને એકાદા કોઈ દીકરીઓ હોય તો એકાદા લેડિસ બેન કોઈ હોય હારે તો બજેટ તો સાહેબ સમજો ને રેલવેની ટિકિટ અને રોકાવાનું ત્યાં ગુજરાતી સમાજ છે તો એમાં થઈ જશે નહીં વાંધો આવે હજાર રૂપિયા એક છોકરાના એ એટલે દસ હજાર એના અને બીજા

વાહ સાહેબ વાહ તમે યાર તમારા જેવા સાહેબ મેં જોયા નહીં જિંદગીમાં વાહ બાકી સારા સ્કૂલમાંથી સાહેબ વીસ વીસ હજાર વાલી પાસે માંગ્યા ને બધું આપણે સાહેબ

ભલે સાહેબ ભલે ચોક્કસ હા હા હમ હમ હા હા

ચોક્કસ ચોક્કસ ભલે ભલે તમે આટલું કહી દીધું એટલે સાહેબ આવી ગયું બધું હવે હું પહોંચી વળીશ તમે તારે નહીં વાંધો આવે બરાબર હા સાહેબ થેન્ક યુ થેન્ક યુ હા ભલે આભાર આભાર